આપણે રમત રમીએ એટલે આપણો શારીરિક બાંધો તો સરસ થાય જ આપણું શરીર વ્યવસ્થિત રીતે કશાય અને રોગ જે છે એ દૂર રહે કારણ કે શારીરિક કસરત થાય અને મોટાપો અને મેદસ્વીતા જેને આપણે કહીયે છીએ એ આવવાની શક્યતા તો ઓછી જ થઈ જાય વાત રહી માનસિક રીતે કેવી રીતે ફાયદો કરે છે તો માનસિક રીતે તમે ઘરમાં ઘણી વખત તણાવમાં હો તમારે ભણવાનું હોય જો છોકરાઓ ભણતા હોય સ્કૂલમાં કોલેજમાં ત્યારે પણ શું થાય સતત માનસિક તણાવ રહેતો હોય કે ભણવાનું છે આ છે તે છે એવામાં તમે જો સહેજ બહાર નીકળોને રમતો રમો તો તમે માનસિક અને શારીરિક બેઉ રીતે કસાઓ અને બેઉ રીતે આનંદિત રહો એટલે રમત તો શારીરિક અને માનસિક બેઉ રીતે આપણા માટે સારી જ છે